હેલ્લો આનંદ હોટેલમાંથી વાત કરો છો હા તો શિવાનીબેન મેં છે ને ગઇકાલે તમારા ત્યાંથી મેં છે ને પનીરની સબ્જી એટલે કે પનીર ભુરજી હતી અને બ ચપાટીનો ઓર્ડર આપ્યો હતો બરાબર હા તો હવે કેવું થયું જે પનીરની સબ્જી હતી ને એ થોડી વધારે અં ખારી હતી મતલબ કે ખાઈ ના શકાય એવી હતી અને ચપાટી તમારી હ સારી હતી એવી પણ છે ને એને થોડી કાચા જેવી હતી બરાબર હા હા વાંધો નહીં પણ હું શું કહેતી હતી કે તમે જે મતલબ કે ડે જે ડીલેવરી આપી હતી ને એ ટાઇમસર સમયસર મારા ત્યાં પહોંચી ગઈ હતી પછી જે એનું પેકિંગ હતું એ બી સારું હતું મતલબ કે જે ચપાટી હતી તે ગરમ જ રહેતી હતી એવી મતલબ અને મતલબ સબ્જીનું પેકિંગ પણ સારું હતું કઈ ઢોળાય એવું નહોતું સમયસર મારા ત્યાં પહોંચી બી ગઈ હતી પણ મને ખાલી એટલું જ કહેવું હતું કે મીઠું થોડું વધારે હતું

હા એટલે મેં તમને એ કહેવા માટે જ કર્યો છે બીજું તો કંઈ નહીં અને તમારી જે ક્વો જે જ જે તમારું પ્રમાણ હતું સબ્જીનું એ પણ સારું હતું અને બે તમે વધારાની અમને જે ચપાટી આપી હતી એનાં માટે પણ હું તમારો આભાર માનું છું કે તમે એવા મને ઓછા પૈસામાં સારું એવું તમે મને પ્રમાણમાં આપ્યું હતું પણ થોડી મતલબ ખારી હતી અને ઘરવાળા પણ એવું કહેતા હતા કે તમે ક્યાંથી કે આવું ઓર્ડર કર્યો હતો પછી મેં કીધું તો હતું કે અહીંથી જ કર્યો છે દર વખત તમારું સારું જ હોય છે હું એવું નથી કહેતી

હા એ તો મને ખબર છે તમે બદલી બી આપો છો મને બીજા બધાનાં ત્યાંથી ખબર પડી તેથી મેં કીધું દર વખત તમારે ત્યાંથી જ મગાવું છું ખાવાનું નહીં સારો એવો તમે ઓછો દર પણ રાખો છો વાંધો નહીં હા હું પહેલાં છેલ્લાં બે વર્ષથી તમારા ત્યાંથી લ મગાવું છું ખાવાનું હા તો હવે સાંભળો શું કહેતી હતી મને ચાર દિવસ પછી મારાં છોકરીનો જન્મદિવસ આવે છે તો મારે ફરીથી ખાવાનું મગાવવાનું છે તો હવે ધ્યાન રાખજો હં આવું થાય નહીં ના બીજી તો કઈ તકલીફ નથી હો ભાઈ હા મોકલાવી દેજો વાંધો નહીં એ તો હું તમને ફરીથી તમને કૉલ કરીશ એટલે મતલબ તમે ધ્યાન રાખજો હવે કે કારીગર નવો છે કે મતલબ જૂનો છે કેમ કે કેવું છે ને એ વખત તો અમારે ત્યાં મહેમાનો આવવાના છે તો મેં મારે સારા એવાં પ્રમાણમાં વધારે મગાવવું પડશે તો તમે ધ્યાન રાખજો આ બાબત કે હવે ફરીથી આવું ન થાય હા હા વાંધો નહીં હોં હા આભાર તમારો